ભારત સરકાર દ્વારા ઑનલાઇન બૅન્કિંગ કરવામાં આવ્યું છે તેના ઘણાં બધા ફાયદા થયા છે માનવ દખલના અભાવે તેમાં કોઈ પણ પ્રકારની ગુંચવણ પેદા થયેલી નથી આર બી આઈના નિયમો અનુસાર સરળ અને સીધી સટ સેવાઓ પ્રાપ્ત થાય છે આર બી આઈના તમામ નિયમોની જાણકારી મળે છે ઑનલાઇન બૅન્કિંગથી નાણાં ટ્રાન્સફર કરી શકાય છે નાણાં કેટલા ક્રૅડિટ થયા છે એ જાણી શકાય છે ઑનલાઇન ખરીદી કરી શકાય છે તેમજ પોતાનાં ખાતાને રજે રજની માહિતી એ મેળવી શકાય છે ઑનલાઇન નેટ બૅન્કિંગથી ઘણાં બધા લાભો થયા છે ઑનલાઇન ખરીદી કરવામાં કોઈ પણ કંપની થ્રુ કોઈ પણ ખાતામાં તમે ઑનલાઇન ટ્રાન્સફર કરી શકો છો પળવારમાં પૈસા આ ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર થઇ જાય છે મૅસેજ દ્વારા જાણી શકાય છે એનાથી વધારે સરળ જોવા જઈએ એ ટી એમ થ્રુ એ ટી એમમાંથી પેમૅન્ટ આપણે ઉપાડી શકાય છે મહિનાનાં ત્રણ ટ્રાન્ઝૅક્શન ફ્રી મળે છે દસ હજાર સુધીની લિમિટ હોય છે આમ બૅન્કોનો ઘસારો ઘણો ઓછો થઈ ગયો છે બૅન્કોમાં થતી ભીડ એકદમ ઘટી ગઈ છે લાઇનો પણ એકદમ ઘટી ગઇ છે જેના પરિણામે બૅન્ક કર્મચારીઓની કામ કરવાની કામ કરવાનો જે બોજ છે એ બહુ ઘટી ગયેલો છે તેમને પણ ઘણો આરામ સુકૂન અનુભવ થતો હશે તેમજ બૅન્કની દરેક કામગીરી હવે મોબાઇલમાં આવી ગઈ છે જે ઑનલાઇન આપણે સરળતાથી જોઈ શકીએ છીએ ચૅક કરી શકીએ છીએ અને વારંવાર તેને બૅન્કમાં ગયા વિના ચૅક કરી શકીએ છીએ તેમજ બૅન્કનો ઘસારો અને બૅન્ક જવાનો ટાઈમ આ બધાનો બચાવ થાય છે પળવારમાં પેમૅન્ટ ટ્રાન્સફર પણ થઇ જાય છે જેનાથી બહુ ખૂબ જ લોકોને સુવિધા મળી જાય છે